હાલો કુશલ બોમ્બે જવું છે એક કાર આયપન કરવાની છે ત્રણ ચાર દિવસ પછી કઈ છે ઓકે શું રેટ ચાલે છે ના હવે વધારે કહેવાય આટલા ન હોય ઠીક છે અમે ચાર જણા છીએ ઓકે કેટલા વાગ્યે કઈ કઈ કાર મોકલાવશે અલ્ટોમાં ચાર જણા બેસવું ફાવશે ઓકે ઓકે ઠીક છે દિવસના જ જવાનું છે રાતે નથી જવાનું અવેલેબલ છે ને ચાર દિવસ પછી ઓકે પ્રાઇઝ ના ના એટલા ન હોય ના વધારે છે ઑ ના ના ના તેર તેર રૂપિયા બરાબર છે તેર રૂપિયા હોય તો આપણે ડન કરીએ નહીંતર મારે પછી બીજી જગ્યાએ પૂછવું પડશે પર કિલોમીટર તેર રૂપિયા બરાબર છે હા

ઓકે ડન